અમે દિવાળી નવરાત્રિ ઉત્તરાયણ હોળી વગેરે જેવા ઉત્સવો ઉજવીએ છીએ જેમાં મારો સૌથી પ્રિય તહેવાર છે દિવાળી કારણકે એ દિવસે ફટાકડા ફોડવાની બહુ મજા આવે અને તે દિવસે અમારા ઘરે રાત્રે લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે જેમાં ઘરમાં કોઇ લાવેલું ગોલ્ડ કે પછી પૈસા હોય તેનું પૂજન કરે અને સૌ લોકો સાથે પૂજા અર્ચના કરીને જમવાનો જે માતાજીને આપણે ચઢાવ્યું હોય એ બધું પછી સાથે અમે લોકો ફેમિલી ડિનર કરીએ એ પછી આપસમાં ભાઈ બેહનો હોય ને અમારા કાકા બાપાનાં જે છોકરાં આવ્યાં હોય તેમની સાથે ફટાકડાઓ વહેંચીને ફટાકડા ફોડવાની મજા આવે અને મોડે સુધી અમે લોકો ફટાકડા ફોડીએ અને બીજા દિવસે નવું વર્ષ હોય જેનો પણ એક અંદરથી એક વધારે ઉત્સાહ હોય કારણકે આપણે નાના હોઈએ એટલે મોટા લોકોને પગે લાગવાથી આપણને પૈસા મળે એનો પણ એક આનંદ અને નવા કપડાં પહેરવાનો પણ એક આપણી અંદર ઉમંગ અને ઉત્સાહ હોય છે તો એ પણ એક ખુશી હોય છે એટલે મને દિવાળીનો તહેવાર સૌથી વધારે ગમે છે અને દિવાળીના સમયે સ્કૂલોમાં અને તેમજ મહાશાળાઓમાં રજાઓ મળે છે તે પણ વધારે ખુશીની એક વાત કહેવાય અને બીજું એક તહેવાર છે ઉત્તરાયણ જે બે દિવસ ઉજવવામાં આવે છે ઉત્તરાયણ અને એક વાસી ઉત્તરાયણ તે દિવસે પણ શાળા કોલેજોમાં રજા હોય છે તે દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાનાં કારણે લોકો પતંગ ઉડાવે છે તો ગુજરાતમાં આ આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે સૌ લોકો સવારે વહેલાં પોતાનાં ધાબે ચડીને પતંગો ચગાવે છે તેની સાથે સાથે તલનાં લાડુ મમરાનાં લાડુ ચીક્કી શેરડી આ બધી વસ્તુઓ ખાય છે અને આ બધી મીઠાઈ વસ્તુ ખાઈને તેને બહુ ધૂમધામથી ઊજવે છે બીજા દિવસે પણ આવી રીતે જ તે લોકો પતંગ ઉડાવે છે એક બીજાની પતંગ કાપે છે તેમજ પતંગ ઉડાવવાની પતંગ કાપવાની અન અને અમુક લોકોને પતંગ લૂંટવાની પણ ઘણી એમાં મજા આવે છે તો આ એક ઉત્સાહનો તહેવાર છે અને એમાં ઘણી મજા આવે છે લોકો પોતાનાં ધાબાઓ ઉપર ડીજે મૂકીને નાચે છે ગીતો ગાય છે અને આવી રીતે પોતાનો આ તહેવાર પણ સેલિબ્રેટ કરે છે હોળીમાં હોળી એક તહેવાર છે હોલીમાં પણ આપણે હોલિકા દહન કરવામાં આવે છે જેમાં આપણને સૌ કોઈને ખબર છે કે પ્રહલાદ અને હોલિકાની એની પાછળ એની વાર્તા છુપાયેલી છે કે જે આપણે ધાર્મિક છે તો એ દહન કર્યાં બાદ બીજા દિવસે આપણે ત્યાં ધુળેટીનો પ્રસંગ જ્યાં બધા એકબીજા પર કલર ફેંકીને આ તહેવારને સેલિબ્રેટ કરે છે